છોડ ઉગાડવા માટે ખાસ કરીને અમારા જૂનાગઢ જિલ્લાની અંદર કાળી માટીનો ઉપયોગ થાય છે ખાસ કરીને કેડ વગેરેનું વાવેતર હોય તો એમાં લાલ માટીનો પણ અમે ઉપયોગ કરીએ છીએ અને આ એક ખૂબ ફળદ્રુપ માટી જે છે એવી જ માટીનો ઉપયોગ કરીએ છીએ માટીની અંદર ઘણી જે ક વખત અમુકમાં ફળદ્રુપતા ઓછી હોય અથવા તો અમુક પ્રકારની ખૂબ ચીકણી માટી જે હોય પાણી નાખવાથી પણ ચીકાસ વધતી હોય આવી માટીથી છોડનો જે વિકાસ છે એ રૂંધાતો હોય છે આ સ્થિતિમાં છોડને સારી રીતે વિકસાવવા માટે એની વૃદ્ધિનો જે દર છે એ અવિરત પણે ચાલુ રહે એ માટે માટીની પસંદગી એ કોઈપણ ખેડૂત છે કે કોઈપણ બાગાયતી કામ સાથે જોડાયેલી વ્યક્તિ માટે ખૂબ જ મહત્વની બાબત છે અને ખાસ કરીને જો તમારે એવા ઝાડ વાવવાના હોય મને કે આંબાના ઝાડવા આવવાના હોય તો એના માટે થોડીક પથરાળ માટી થોડીક એકદમ કડક હોય એવી માટીની પણ આવશ્યકતા ઉભી થાય તેની સાથે સાથે એમ કે થોડુંક દેશી ખાતર પણ તમે માટીની અંદર મિક્સ કરી શકો આ થોડું ભેળવી શકો અને પછી તમે જુઓ છોડનો ઉછેર કરો તો એ છોડ ખૂબ વૃદ્ધિ પામે છે ખાતરો માટે ખેડૂતો કે કોઈપણ બાગાયતી કામ સાથે સંકળાયેલા લોકો માટે ઘણા વિકલ્પો છે પણ સાંપ્રત સમયમાં આપણે રસાયણ ખાતે રાસાયણિક ખાતરોથી એમ કે છુટકારો મેળવવો ખૂબ જરૂરી છે રાસાયણિક ખાતરોથી એમના સહારે જે કંઈ આપણે ફળ ફૂલ શાકભાજી કે અનાજનું ઉત્પાદન કરીએ છીએ તે ખાવાથી જનતાની તે લોકોની જે આરોગ્ય છે લોકોનું આરોગ્ય છે જેના પર તેની ગંભીર અસર પડે છે એવા કેટલાક સંસોધનો તબીબી વિજ્ઞાન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ કર્યા છે આ બાબતને ગંભીરતાને ધ્યાને લઈ આપણે દેશી ખાતર વધુમાં વધુ છોડો ઉગાડવામાં ઉપયોગમાં આવે એ બાબત જ હિતાવહ છે અને ખેડૂતો માટે દેશી ખાતર મેળવવું બહુ અઘરી બાબત નથી રાસાયણિક ખાતર માટે તો જે બાજુના શહેરમાં જવું પડે ત્યાં જે કોઈ એનો પેલો વિક્રેતા હોય એની પાસે પૂરતા પ્રમાણમાં એનો સ્ટોક છે કે નહીં ક્યારેક એ હાજર સ્ટોકમાં હોય ન હોય મળે ન મળે એવી સમસ્યા હોય પણ પશુપાલન સાથે સંકળાયેલા કોઈપણ ખેતર પાસે એની ખેતી માટે જરૂરી દેશી ખાતર તો મળી જ રહેવાનું છે માટે રસાયણ ખાતરના વિકલ્પે દેશી ખાતરનો ઉપયોગ થવો જોઈએ કયા છોડને કઈ માટી વધુ માફક આવે છે એનું અંદાજ પણ દરેક ખેડૂત દરેક મિત્ર એમ કે બાગાયતી સાથે જોડાયેલી વ્યક્તિને હોવો જોઈએ અને જો એ આઈડિયા એનો જો પૂરેપૂરો ખ્યાલ હોય તો ખરેખર સારી રીતે છોડને ઉગાડી શકાય માની લો કે ખેડૂતને આ જ્ઞાન નથી ખેડૂતને કૃષિ વિજ્ઞાનનો બહુ ન એમ કે અભ્યાસ નથી આ સ્થિતિમાં તમારી નજીક રહેલી કૃષિ યુનિવર્સિટીની અંદર ઘણા બધા સંશોધન કેન્દ્ર હોય ખેડૂત સહાય કેન્દ્રો ચાલતા હોય ત્યાંના જે કૃષિ વૈજ્ઞાનિકો છે એ પણ તેમના વિસ્તારના તેમની આજુબાજુના ખેડૂતોને ખેતીની માટીની પસંદગી છોડ ઉગાડવા માટે આ દેશી ખાતરોનો ઉપયોગ વગેરે ખેડૂતોને મૂંઝવતા અનેક પ્રશ્નોનું માર્ગદર્શન આપવા માટે આ કૃસી યુનિવર્સિટી વિસ્તારમાં ચાલતા કેટલાક ખેડૂત સહાય કેન્દ્રના અધિકારીઓ સતત તત્પર હોય છે તેઓ આપણી જે કાંઈ સમસ્યા હોય એનું સમાધાન થતું હોય છે ભારત સરકાર દ્વારા આકાશવાણીના માધ્યમથી પણ ખેડૂત મિત્રોને લગતી સમસ્યાઓ પર અવારનવાર વાર્તાલાપ ગોઠવાતા હોય છે અને ખેડૂતોની મુલાકાતો પણ ગોઠવાતી હોય અને એમાં કૃષિ વિજ્ઞાનિકોને પણ આમંત્રણ આપવામાં આવતું હોય એટલે આપણી જે પણ કંઈ ખેતીને લગતી કે છોડ ઉગાડવામાં કે બગીચાઓ વિકસાવામાં કે મૂળભૂત સમસ્યાઓ છે પછી માટી ને લગતું હોય એમને લગતું હોય કે કે ખાતરને લગતું હોય તો એનું નિરાકરણ આપણે સારી રીતે કરીએ એ માટે આપણી સરકાર પણ ચિંતિત હોય છે ખાસ કરીને ભારત જેવા દેશમાં કે જે ખેતી પ્રધાન દેશ છે દેશની પ્રગતિનો સંપૂર્ણ આધાર ખેડૂતોની પ્રગતિ પર આધારિત હોય ત્યાં આ દરેક બાબતોની પૂરતી કાળજી લેવામાં આવતી હોય છે